હું રસોઈ બનાવતી વખતે બને ત્યાં સુધી મારા મમ્મી દાદીમા અને અન્ય પાસેથી મેળવેલી વાનગીઓની મેં એક નોટ બનાવેલી છે મોસ્ટલી તેનો જ ઉપયોગ કરું છું આ ઉપરાંત કોક વખત મારા ફેવરિટ કૂક તરલા દલાલની બુક મારી પાસે છે તેનો ઉપયોગ કરું છું મને વાનગી બનાવાનો ખૂબ શોખ છે પણ દરેક પાસેથી વાનગીઓની રેસિપી મેળવી લેતી હોઉં છું એટલે કે સ્તવિચારમ અન્વીક્ષામય આ વિચાર ધારાથી બધેથી વાનગી લખી અને નોટ બનાવેલી છે એટલે બને ત્યાં સુધી આ વાનગીની મારી પોતાની નોટનોજ ઉપયોગ કરું છું